હકીકતમાં હું સવારે બરાબર તીસ મિનિટ દોડવાનું પસંદ કરું છું સાંજે જમીને પણ દોડ કરતાં એવું કહી શકાય કે વોકિંગનું કામ સાંજે વીસેક મિનિટ કરું દોડવા માટેના સમયની મેં આગળ વાત કરી એ મુજબ કે મોટા ભાગે મોટા ભાગે એક્સસાઈજને બાદ કરતાં મારો દોડનો જે સમયગાળો છે એ નિયમિત રીતે ચાલીસેક મિનિટનો છે અને રોજે રોજ દોડવા પાછળ મહદ અંશે વ્યક્તિગત રીતે મારો પોતિકો ફાયદો છે એ બાબત મને પ્રેરિત કરે છે કારણ કે નિયમિત પણે દોડવાથી નિમયિત પડે દોડવાથી શારીરિક જે સક્ષમતા છે એ પ્રાપ્ત થાય છે જીવનમાં એક નિમિતતા પણ આવે છે અને સાથે સાથે રોજે રોજે દોડવાના કારણોમાં મારી સ્વાસ્થ સબંધી જે કુદરતી જે બાબતો છે કુદરતી બાબતોની નિયમિતતા પણ મને લાગે છે કે ખૂબ સારી રીતે જળવાતી રહી છે એટલે આપણે કઈ શકીએ કે આપણે પોતે તંદુરસ્ત હોઈએ તો ભાવિ જીવનનો વિકાસ નો આધાર જે છે આપણી તંદુરસ્તી પર ડીપેન્ડેડ છે એટલે દોડવા માટે મને આ બાબતો પ્રેરણા આપે છે